હા બોલીએ સર હા બૂકિંગ મળી શકશે પેમેન્ટ પહેલું કરવું પડશે તો બૂકિંગ માટે તો તમને અવેલેબલ મલી જશે એક રૂમ કેટલા દિવસ માટે જોઈએ છે હા એસી વાળો રૂમ હોય એનો ચાર્જ પાંચ હજાર છે દિવસના એક દિવસના ને જે એસી વગરનો હોય તો એના માટે તમે ત્રણ હજાર આપી શકો છો એ રીતનું છે રૂમનું હા હા બધું તમને મળી શકશે ત્યાં આગળ ગરમ પાણીનું હશે અને નહાવાની બધી સગવડો મળી જશે અને બેડરૂમ બે બેડરૂમ હશે એટલે બે બેડ હશે અને તમને ખાવા પીવાની બધી સગવડો મળી રહેશે ત્યાં ના એનો અલગ ચાર્જ છે ખાલી રહેવાનો જ ખાલી તમને એ રીતનો છે પાંચ હજાર બાકી તો તમારા હા ડિસકાઉન્ટ તમને કરી આપીશું ને બે દિવસ માટે ના જે એસી વાળું છે એના પાંચ હજાર છે અને એસી વગરનું એમાં ત્રણ હજાર છે એના તમે પાંચ હજાર આપશો તો વાંધો નહીં આવે પાંચ હજારમાં તમને કરી આપીશું ડિસકાઉન્ટ હા ઓનલાઇન તમે ચાર્જ તમે પેમેન્ટ કરી શકો છો ઓનલાઇન હાફ પેમેન્ટ પહેલાં કરી દેવાનું પછી બીજું તમે આવો ત્યારે વાંધો નહીં ત્યાર પછી કરી શકો છો એટલે તમારું બૂકિંગ અવેલેબલ થઈ જાય એમ કે બૂકિંગ તમારું ફિક્સ થઈ જાય હા ઓનલાઇન કરી દો વાંધોનહીં હા વેલકમ